હાલ ભારત દેશ કયા સૌથી મહત્વના પડકારનો સામનો કરે છે અને સરકાર એ પડકાર કેવી રીતે ઝીલે છે તેનો જવાબ છે કે હાલમાં ભારત કેટલીક મહત્વપૂર્ણ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે જે દેશના વિકાસ અને સ્થિરતાને પ્રભાવિત કરે છે તેમાંથી કેટલાક મુખ્ય પડકાર આ મુજબ છે આર્થિક વિકાસ અને બેરોજગારી વિશ્વ વ્યાપી મોંઘવારી વૈશ્વિક સપ્લાઈસ ચેનમાં વૈશ્વિક અને સ્થાનિક સ્તરે રોજગારના અભાવને કારણે ભારતને આર્થિક ધીમી ગતિનો સામનો કરવો પડી રહ્યો છે સરકારના પગલાં દ્વારા વિવિધ નીતિઓ જેમકે મેક ઇન ઈન્ડિયા આત્મનિર્ભર ભારત અને નાણાંકીય પેકેજોની જાહેરાત કરવામાં આવી છે પર્યાવરણ અને પ્રદૂષણના પડકાર સામે સરકાર દ્વારા નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અને આંતર રાષ્ટ્રીય સૂર્ય ઉર્જા સંસ્થા જેવી પહેલોનો અમલ કરવામાં આવી રહ્યો છે કૃષિ ક્ષેત્રના પડકારો માટે સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રમાં સુધારાના પ્રયાસો કરી રહી છે જેમકે સીધી સહાય યોજનામાં અને ટેકનિકલ સુધારાઓ માટે પ્રોત્સાહન જેમકે ડીજીટલ એગ્રીકલ્ચરનો વિકાસ સીમા વિવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના પગલા સ્વરૂપ કે સરકાર દ્વારા સીમાના ક્ષેત્રોમાં યંત્ર સજ્જતા વધારે છે તેમજ સેનાના આધુનીકીકરણ માટે મોટા પગલાં લઈ રહી